શહેરના અખબારોમાં ગ્રામ્ય સમચારોની વાત કરું તો મારા મંતવ્ય મુજબ તો અખબાર અમે વાંચીએ છીએ તો એમાં ઘણું બધું તો આવી જ જાય છે કોઈ વિગત બાકી રહેતી નથી પણ અમુક વાર એવું થાય છે કે મને યાદ છે ત્યાં સુધી જ્યાં સુધી મેં વાંચ્યું છે ત્યાં જ્યાં સુધી મારા મંતવ્યના હિસાબે કે ખેડુત વિષે જ્યારે આવે છે સરકાર ખેડુતને જે બી લાભ આપે છે તો એ જે લાભ લેવાની જે સમયગાળો હોય છે ને એ ચૂકી જવાય છે કોઈક વાર અખબારની અંદર એના વિશે કંઈક માહિતી આપવામાં આવતી નથી અને એ થોડું લેટ થતું હોય છે મોડું થતું હોય છે તો જેથી કરીને એ પોંહચી શકતું નથી તો આ એક મને મારો પોતાનો એક શું કે અનુભવ છે કે જે ખેડૂત વિષે માહિતી મળતી નથી કેમ કે ત્યાં ગામની અંદર તલાટી પાસે જવાનું હોય છે ઘણી બધી પ્રક્રિયા હોય છે તો એ અખબારની અંદર છૂટી જાય છે સમયસર પછી આવે છે પાછળથી આવે છે મોડો આવે છે આ એક વસ્તુ મને દેખાય છે બાકી તો ઘણું બધી માહિતી જે છે અખબારોની અંદર હવે તો આવી જ જાય છે કે કયા ગામની અંદર શું થયું છે રોડ રસ્તાથી લઈને શિક્ષણથી બધી જ સારી એવી માહિતી આપણને જોવા મળે છે અને આજે તો એટલું બધું આગળ છે ભારત કે કોઈ પણ તમારી સામે ન્યૂઝ આવે તો એ ઘર ઘર સુધી પહોંચી જાય છે તો એમ તો કોઈક વાંધો નથી બટ આવું અમુક અમુક વસ્તુ છે કે જે સમયસર નથી પહોંચી શકતું તો આ એક વસ્તુ મને લાગી